ટેલિવિઝન ઉપર આમ તો ઘણી બધી સિરિયલ્સ રિયાલિટી શોઝ કોમેડી શો ડ્રામા કહો છો તેમ ન્યૂઝ ઘણું બધુ આવતું હોય છે પરંતુ એ બધામાં મને રિયાલિટી શો અને કોમેડી શો મારા ખૂબજ પ્રિય છે બીકોસ ઓફ રિયાલિટી શોમાં શું ને કોમેડી શો બંનેની અંદર આપણે મગજને બાજુ પર રાખીને ફૂલ એન્જોય કરી શકીએ અને શું કહેવાય એ લોકો સાથે આપણે બધા પણ એટલા ઓતપ્રોત થઈ જઈએ કે મારી લત પ્રમાણે હું કહું તો હું જાણે પોતે જ પર્ફોમ્સ કરતી હોઉં રિયાલિટી શોમાં હું પોતે જ સેલીબ્રેટી હોઉં કોમેડી શોમાં હું જ હું જાણે કોમેડી કરતી હોઉં કે એવું મને ફિલ થાય ઘણીવાર અને કોઈક વાર એવું થાય કે ના ના મારે આ શોમાં જવું જ છે હું ગમે તે કરીને કશે પણ કોન્ટેક કરી ને મારે આમાં આમ જવું છે અને હું પણ આ રિયાલિટી શોમાં આવું કોમેડી શોમાં જાઉં એમાં કોમેડી કરું બધાને શું કહેવાય આનંદ આપું પોતે આનંદ લઉં અને રિયાલીટી શો એટલા માટે મને બહુ જ ગમે કોમેડી શો પણ બહુ જ ગમે કે આપણે મન મૂકીને મુક્તપણે આપણું આ સ્ટ્રેસભરી જિંદગીમાં એકદમ વ્યસ્તતા ભરી જિંદગીની અંદર માંથી થોડો સમય આવા શો જોવાથી મનને એટલું હળવાશ લાગે કે જે શબ્દોમાં અવર્ણનીય છે બસ એને હું અનુભવ કરું છું એનો હું આનંદ માણું છું ને મને જોવાનો બહુ જ ગમે છે અને ફક્ત મને જ નહીં મારા પરિવાર સાથે અમે બધા સાથે મળીને જ્યારે જોતાં હોઈએ ને ત્યારે આ રિયાલિટી શો કોમેડી શો આ બધા નો આનંદ કંઇક અનેરો જ હોય છે અને એમાં વચ્ચે વચ્ચે પાછું કોણે કેવાં હાવભાવ કર્યાં કોણ કેવી રીતનું ડ્રેસઅપિંગ એ બધું મને જોવાનું બહુ ગમે અને એ બધું જોવાની સાથે પણ એ લોકોની અંદરની જે કળા જે ઓડિયન્સને એ લોકો પોતાના થકી ઓડિયન્સને એટલા બધાં ઓતપ્રોત કરી દે કે મને એટલા માટે એ બહુ જ ગમે છે પ્લસ જોવા જઈએ તો ઘણી વખત કોમેડી શોની અંદર પણ એટલા સુંદર સુંદર બધી સિરિયલો આવે જેમકે વાગલે કી દુનિયા સારાભાઈ વર્સિસ સારાભાઈ આ તો મારી અતિપ્રિય સિરિયલો છે રિયાલિટી શોમાં મને કપિલનો શો બહુ ગમે ખરેખર પછી જોવા જઈએ તો થોંડુક ડાન્સને લગતા શો હોય એ પણ મને બહુ ગમે સિંગિંગને લગતા શો આમ ઓલઓવર જોવા જઈએ તો મારું રિયાલિટી શો કોમેડી શો મારો અતિપ્રિય છે